બસનું વર્ણન કરીએ તો સૌપ્રથમ ડ્રાઈવરની બેઠક આવે છે ડ્રાઈવર આગલા ભાગમાં બેસે છે જ્યાંથી તેઓ બસ ચલાવે છે ડ્રાઈવરની બેઠકની વિહાર જો સારા દૃશ્યો સાથે અનુકૂળ હોય છે જેથી તે સડક ઉપર નજર રાખી શકે ડ્રાઈવરની સીટની આગળવાળો ભાગ અગ્નિશામક માટે મુકાવવામાં આવે છે આથી આ સ્થાન પર અગ્નિની સામાન્ય થેલીઓ અથવા કોઈ મહત્ત્વપૂર્ણ જથ્થો મૂકવામાં આવે જેથી મુશ્કેલીના સમયમાં ઉપયોગ કરી શકાય બસની બારીઓ મોટી અને જાઝરમાન હોય છે તે મુસાફરોને બહારના દૃશ્યો જોવામાં મદદ કરે છે તે ઉપરાંત બારી સુરક્ષિત પણ હોય છે જેથી મુસાફરોને કોઈ નુકસાન ના થાય બસની અંદર બેઠ બેઠ બેઠકોની વેવસ્થા અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે ખાસ કરીને બસમાં મુસાફરો લોકો માટે આરામદાયક બેઠકો હોય છે જેથી લાંબા મુસાફરી માટે સરળતા થાય છે આળું કહેવાતી બસની ડીઝલની ડીઝલથી ચાલે છે ડીઝલ ઈંધણના ધોરણને કારણે બસ લાંબા અંતર સરથી સરળતાથી જઈ શકે છે હવે વાત કરીએ તો બસમાં મેં ઘણીબધી વખત મુસાફરી કરી છે હા અમે ઘણીબધી લોકોએ એસટી બસ દ્વારા પ્રવાસ કર્યો છે ખાસ કરીને મેં જ્યારે મારા ગામથી મારા શહેર સુધીનો પ્રવાસ કર્યો છે ત્યારે તો બસની મુસાફરીનો આણંદ માણ્યો છે શહેરમાં જવા માટે બસ એક સારું સાધન છે અને તે સમય અને તેના પૈસા બંનેમાં કિફાયત હોય છે